હા બોલો બોલો કોણ બોલો હા રેન્ટ રેન્ટથી તમને ભાડે મળશે મારી પાસે રાજદૂત છે જાવા છે રોયલ બુલેટ એન્ફિલ્ડ છે કઈ ગાડી તમને જોઈએ છે ના જનરલ ચાર્જીસ એક જ છે પર ડે એક દિવસના એક હજાર રૂપિયા ચાર્જ છે અને એમાં પાછું પેટ્રોલ હા પેટ્રોલ તમારી રીતે જેટલી જરુર હોય જવું હોય એ રીતે હા એક દિવસના એક હજાર રૂપિયા હા તો બસ એ તમે તમારું આધારકાર્ડ અને જે એના ડોક્યુમેન્ટ છે એ તમારે લઇને અહીંયા આવવાનું લાઇસન્સને અહીંયા આવીને પૈસા ભરી જાવ તો ગાડી તમને જે પસંદ પડે એ લઈ જાવ એક દિવસના એક હજાર રૂપિયા ચાર્જીસ હા રોજે હા રોજે રિન્યૂ કરવાનું સાંજે લઈને આવવાની એક દિવસ ના ના રોજે રોજ કરવાનો હા પણ એકવાર લઇ જાવ એટલે પછી અમને વિશ્વાસ લાગે કે પાર્ટી સારી છે તો પછી અમે ફોનથી પણ નક્કી કરી આપીએ ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ અને લાઇસન્સ ના ના ફોટાની જરૂર નથી હા હેલમેટ વગેરે જે છે એ અમે તમને આપીશું હેલમેટ અમે આપીશું

ઓકે મેડમ થેન્ક્યુ ધન્યવાદ